પરંપરાગત રીતે જે આપણે તરણ કુંડોમાં જઈએ છીએ જેને આજ કાલના લોકો સ્વિમિંગ પૂલ કહે છે તેમાં તરવાની મજા અલગ છે હું સમજી શકું છું પણ ઘણી વખત નદી દરિયા નાળાઓમાં પણ તરવાની ઘણી મજા આવે છે લોકો ઘણી વખત મને એવું લાગે છે કે ખાલીને ખાલી એટલા માટે નથી કરતા કે એ લોકોને આ ગંદુ લાગે છે ગંદુ શું છે આમાં થોડા ઘણાં જળચર જીવો હશે બહુ બહુ તો થોડા ઘણાં લીલ હશે પાંદડાઓ હશે કે નાના નાના પાણીમાં તરતાં જીવડાઓ હશે એટલા માટે તમે આટલો મોટો એક સાહસ ગુમાવી રહ્યા છો એ સમજી કેમ નથી શકતા લોકો હું પોતે પણ ઇચ્છું કે નદીમાં જો તરવા જાઉં તો નદીમાં મને કોઈ મગર કરડી નહીં જાય પણ એનો મતલબ એવું થોડી કે તમે તરવા જ નહીં જાઓ સાહસ તો કરો એક વાર જાઓ તો ખરા તરણકુંડને છોડી ને નદી દરિયામાં જુઓ તો ખરા એ સાહસ કોને કહેવાય સમજો આ વસ્તુ બધા લોકો નહીં કરી શકે સમજી શકાય પણ બધા કોશિશ તો કરી શકે ને એની તો હું ઇચ્છુ કે લોકો તરણકુંડને ચાલું રાખે ભલે વાંધો નહીં પણ એના સિવાય બીજી જગ્યાએ પણ જાય અને બીજી વસ્તુઓને પણ જોવે કે ત્યાં પણ લોકો કેવી રીતે મજા માણી શકે છે